કહેવાય છે કે એક કાવ્ય પંક્તિ યાદ આવે છે તે કહું છું કે બુરા જો દેખન મે ચલા બુરા ના મીલ્યા કોઈ જો દિલ ખોજા અપના તો મુજસે બુરા ના કોઈ સમાજમાં નાગરિકોની સુરક્ષા અને શાંતિ જો જાળવવી હોય તો સૌથી પહેલાં એની શરૂઆત આપણે ખુદ આપણાથી કરવી જોઈએ આપણે એક નાગરિક તરીકે આપણા ઉત્તમ વિચારો આપણી જાતને આપણે સુધારવી જોઈએ આપણે એવું માનીએ છીએ કે દેશમાંથી ભ્રષ્ટાચાર દૂર થવો જોઈએ પણ તેની સામે આપણે સોચ એવી પણ છેકે આપણી ફાઇલ કોઈ જગ્યાએ અટકવી જોઈએ નહીં એતો કેવી રીતના શક્ય બને જો તમારે સમાજમાં સુધારો લાવવો હોય તો સૌથી પહેલાં સૌ પ્રથમ ખુદ તમારે તમારી જાતને તમારા પરિવારને તમારા ઘરને બદલવા પડશે ત્યાર પછી તમારા કામ શેરી મોહલ્લા ગામ તાલુકો જિલ્લો આવી રીતના સુધારો આવી શકસે બાકી જો દેશ અને તમારી વિચારસરણીને બદલવી પડે હવે અત્યારના હાલમાં બની રહેલા નાની નાની બાળકીઓ પર રેપના કેસ તો એના માટે જવાબદાર કોણ શું એ બાળકીનો ગુનો છે કે બાળકી ઉપર કરનાર વ્યક્તિની વિચાર સરણી કેટલી હદ સુધી ખરાબ છે આ વિચારસરણીને જ્યાં સુધી બદલી ના શકાય આ જો ગુના ખોરીને રોકવી હોય તો માણસને મેન્ટાલિટીને બદલવી ખૂબ જરૂરી છે માણસની વિચારસરણીને બદલવી ખૂબ જરૂરી છે જો માણસની વિચારસરણી ના બદલાશે તો આ ગુના ખોરી ને આપણે કોઈપણ દિવસ અટકાવી શકીએ નહીં એટલે મારું મારું એવું માનવું છે કે જો દેશમાં વધી રહેલી ગુનાખોરીને અટકાવવા માટે સૌથી પહેલા તો નાગરિકે પોતે પોતાની વિચારસરણીને બદલવી જોઈએ અને પોતે બદલાવું જોઈએ બાકી આપણે બીજાને બદલવા માટે તો ખૂબ લાંબુ લાંબુ ભાષણ આપી શકીએ છીએ પણ આપણે ખુદ બદલાતા નથી તો આપ ચાલો હવે આપણે ખુદ બદલાઈએ અને લોકોને બદલીએ